મારા ઘરની આસપાસના વિસ્તારોને આરોગ્યપ્રદ રાખવા માટે સૌ પ્રથમ તો હું મારા કુટુંબના સભ્યોને આ બાબતથી શિક્ષિત કરું છું અને સમજવું છું કે આપણા ઘરની આજુ બાજુના વિસ્તારો આપણે સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા જોઈએ અ તેમજ અ મારા ઘરની અ ઘરની તેમજ મારા વિસ્તારની અને મારા આજુબાજુના વિસ્તારની નિયમિત પણે સફાઈ થાય એનું હું ચોક્કસ પણે ધ્યાન રાખું છું તેમજ વેસ્ટ મૅનેજમેન્ટ જેને આપણે કચરા કચરો તો સૂકો કચરો અને ભીનો કચરો એની ડોલોનું વિતરણ કરાવું છું તેમજ લીલા અ લીલો કચરો અલગ ડોલમાં રાખવો અને સૂકો કચરો અલગ ડોલમાં રાખવો તેમજ કચરાની ગાડી દરરોજ વિસ્તારમાં આવે અને ઘરેથી કચરો લઇ જાય એનું ચોક્કસપણે હું ધ્યાન રાખું છું તેમજ મારા વિસ્તારની અને મારા આજુબાજુના વિસ્તારની જે પણ ગટર છે અને ગટર લાઈનો છે એ ચૉકઅપ ના થાય એમાં પાણી ના ભરાઈ જાય ગટર લાઈન અ ઉભરાય નહીં એનું હું ધ્યાન રાખું છું તેમજ એ બી જો કોઈ પણ ગટર કે ગટર લાઈન ચૉકઅપ થઇ ગઈ હોય તો એની તરત જ કોર્પોરેશનમાં જઈને અરજી આપવી અને તેનો નિકાલ કરવો એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેમજ હું મારા ઘરના આંગણામાં અને તેમજ વિસ્તારમાં જે જગ્યાઓ ખાલી છે તેમાં જ્યાં વૃક્ષારોપણ થઇ શકે છે એ દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરું છું જેનાથી દરેક લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ આબોહવા મળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો આરોગ્યપ્રદ જીવન જીવે એના માટે હું કાળજી રાખું છું તેમજ હું અલગ અલગ સ્વચ્છતાના કાર્યક્રમોમાં ભાગ લઉં છું તેમજ મારી સાથે મારા વિસ્તારના યુવાનો અને અ કિશોરોને મારી સાથે આ કાર્યક્રમોમાં જોડે લઇ જાઉં છું જેથી વિસ્તારમાં રહેતા યુવાનોમાં અને કિશોરોમાં અ વિસ્તારને આપણે સ્વચ્છ કેવી રીતે રાખી શકીએ કે વિસ્તારને આપણે આરોગ્યપ્રદ કેવી રીતે રાખી શકીએ એની લોકોને જાણ થાય અને લોકોને જાણકારી મળે તે માટે હું આવાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઉં છું